ગુજરાતી લોકો ફરવાના શોખીન કહેવાય છે એટલે ખાસ કરીને તો વેકેશન પડે એટલે મોટા ભાગના લોકો ફરવાનાને નીકળી પડતા હોય છે તમે દિવાળી વેકેશન ગણો કે ઉનાળા વેકેશન ઉનાળા વેકેશન માટેની જગ્યાઓ અલગ હોય અને દિવાળી વેકેશન માટેની જગ્યાઓ અલગ હોય પણ ફરવા જવાનું એ દરેક ગુજરાતીનો એક શોખ છે એ સિવાય ઘણા બધા લોકોને વાંચવાનો શોખ હોય છે તો એ લોકો એ રીતે પોતાનો નવરાશનો સમય વિચાર પસાર કરતા હોય છે ઘણા લોકોને ગીત સાંભળવાનું ગીતો ગાવાનું ને એ રીતનો શોખ હોય છે તો એ લોકો એ રીતે પોતાનો શોખ પૂરો કરતા હોય છે બાકી રમત ગમતની પ્રવૃત્તિઓ છે ઘણા બધા લોકોને રમત ગમતની પ્રવૃત્તિઓ ગમતી હોય તો એ લોકો એ રીતે સ્પોર્ટ્સ રમવા માટે જતા હોય છે તો આ રીતની ઘણી બધી પ્રવૃતિઓ છે જેમાં લોકો પોતાની નવરાશનો સમય પસાર કરે છે